હાજી બોલો હા બોલીએ હા નમસ્તે હા ઓકે હ

હા એટલે એમાં કએવું છે હ હ બોલો

હ હ હા હવે એમાં શું છે તમારું સેમી અબર્નમાં આવે છે તો અમારી સર્વિસ તો ત્યાં અવેલેબલ છે હા હવે હું તમને એના રેટ કઉ એમાં ત્રીસ એમ્બી પીએસમાં છેને આપળા એક વરસનો આપળે પેકેજ લઈએ તો એમાં છો હજાર રૂપિયા એનું થાય પ્લસ આપળે રાઉટરના આપળે અલગથી હોય છે ઈન્સ્ટોલેશન ચાર્જ આપળે છીએ એ આપળે આપીએ છીએ ઈન્સ્ટોલેશન ચાર્જ એમાં નથી ગણતાં પછી સાહેઠ એમ્બી પીએસનો આપળો યરલી છે દસ હજારનું છે અને હન્ડ્રેડ એમ્બી પીએસનું છેને આપળૂ પંદર હજારનું થાય છે એમાં આપળે રાઉટરના અલગથી આવે એક રાઉટરનો આપળે એમાં આવે અને ઈન્સ્ટોલેશન ચાર્જિસ આપળે એમાં ફ્રી આપીએ છીએ હ હા એટલે એમાં શું છેકે તમારે અમુક ચેનલો સાથે ન્યૂઝ સાથે જે બેઝિક તમારી જે હોય છેને બધુ એમાં આઈ જાય હા અને તમારે એને જોઓ એમાં બે રીતના આપળે અલગ અલગ ઓપ્સન હોય છે તમારે કોર્ટરલી પણ પેમેન્ટનું પણ કરવું હોય કે સિક્સ મંથનું પણ કરવું હોય તો પણ આપળે એમાં ઓપ્સન આપળે આપીએ છીએ હ એટલે એ રીતનું છે એવું હતું છેને અમારી પાસે એનું એક પેમ્પલેટ છે જે હું તમને આપું છું તમે એનો સ્ટડી કરી લો હા હા હા બરાબર છે ના એમાં શું છેકે આપળે ઈન્સ્ટોલેશન વખતે તો આપળે તમેજ કઈ રીતનું કરો છો પેલેથી આપળે કાક એક ત્રણ મઇનાનું કરો છો કે છ મઇનાનું કે પછી વરસનું એના પર છે ને ત્રણ મઇનાનું કરો તો આપળે એકસાથે કરીએ છીએ છો મઇનાનું હોય તો આપળે એમાં કરીએ થોંળુંક અમે ડિસ્કાઉન્ટ કરી આપીસુ હ એટલે રેટનું છે હા આપી દઉ તમને હા હા હા હા વાંધો નઇ ઓ હા ઓકે ઓકે વેલકમ